નમસ્કાર મારી પારિવારિક વાનગી વિશે વાત કરું જે પેઢીઓથી મારી મારા દાદા પરદાદા જે વાપરતા એ હું અત્યારે વાનગીની વાત કરું તો એ છે બાજરીનો રોટલો તો આ બાજરીનો રોટલો એ દરેક જે પેલાથી અમારે પેઢીઓમાંથી ઉતરી આવ્યો છે જે અમે અત્યારે હાલ પણ ખાઈએ છીએ અને તે તેનો સ્વાદ ખૂબ સારો અને સ્વાદિષ્ટ હોય છે તે ઘણી બધી અલગ અલગ જે અલગ અલગ વેજીટેબલ સાથે ખાવામાં આવે છે મારી પેઢીએ મારી પેઢીએ જેમકે મારા દાદા મારા આ દાદા પણ એ ખાતા હતા મારા પપ્પા પણ એ ખાય છે ત્યારબાદ હું પણ એ ખાઉં છું એ વાનગી અમને અમારા પરિવારમાં એ વાનગી અમને ખૂબ ભાવે છે અને તે ગુજરાતી ભોજનમાં તેનો સમાવેશ હેમ પ્રમાણમાં થાય છે ગુજરાતી ગમે તે વાનગી હોય તે બાજરું બાજરીનો રોટલો એ ફેમસ છે ગુજરાતનો બાજરીનો રોટલો એ ફેમસ છે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે ખાવામાં આવે છે તે તેથી હું કહું તો અમારા અમારી પેઢીઓથી તે ઉતરી આવ્યો છે અને એ અમે અત્યારે હાલના જીવનમાં પણ અમે એનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છીએ